હલો જૂગનુમાંથી વાત કરો છો મારે સેલબી હોસ્પિટલ અડધો કલાકમાં પહોંચવાનું છે જેના માટે મારે ઓટો રિક્ષા બુક કરવી છે અને મારે જાણવું છે કે કોઈ ઓટો રિક્ષા મારા વિવેક પ્લાઝા ઘરની નજીક આવે અત્યારે જ મળશે કે કેમ કે ક્યાં સંતરામ પાસેથી મળી જશે ત્યાં હોય હોય છે બધી રિક્ષા કે પછી મારે બસ બસસ્ટોપ સુધી ચાલીને જવું પડશે સારું તો કોઇ આવતું જતું હોય તો આ રિક્ષા મોકલી આપશો હું સો રૂપિયા આપવા તૈયાર છું એવી વાત કરજો એટલો એટલા જ રૂપિયામાંથી નક્કી કરજો અને મને જણાવજો કે હું રિક્ષા વહેલી તકે આવે છે કે નહીં થેન્કયુ